ભાખરી પૂરી પરોઠા થેપલાં આલુ પરોઠા ઢોકળાં દૂધીનાં ઢોકળાં વઘારેલા ભાત વધારેલી ખીચડી ઉપમા બટાકા પૌંવા વેઢવા ખીર લાપસી કંસાર ચૂરમુ કુલેર વગેરે